ના મારી પાસે એવાં કોઈ પણ પાત્રો નથી જેનાં થકી હું રસપ્રદ પાત્રો સર્જવાની પ્રક્રિયા કરી શકું પણ સમાજ અને માનવો માટે ઉપયોગી થઇ શકું એવી ઘણાં બધા હું કાર્યો કરી શકું છું માનવોને કોઈ અમુક અંગત મિત્રો હોય સગા સબંધીઓ હોય કે જરૂરિયાતમંદ વ્યક્તિઓને સેવા કરવી એ મારો પહેલે નાનપણથી જ શોખ રહ્યો છે જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે જે કંઈ કરી શકું એટલું ઓછું કરી શકું એવી ભાવનાથી હું મારા મિત્રો હોય અન્ય લોકો હોય દિવ્યાંગ હોય ગરીબ નિરાધાર લોકો હોય એમની મદદ કરવી મને ખૂબ જ ગમે છે